મારે ભવિષ્યની પેઢીઓ માટે થોડુંક જણાવવું છે કે આપણો ભારત દેશ છે ને એ કૃષિપ્રધાન ખેતીપ્રધાન દેશ છે અને અત્યારે આપણે ખેતીવાડીની જે જગ્યા છે એ બહુ ધીરે ધીરે ઓછી થતી જાય છે અને લોકોને શહેરમાં રહેવું ગમે છે અને ત્યાં એ લોકોને દૂધ પૂરતા પ્રમાણમાં મળી રહેવું જોઈએ આઇસક્રિમ મળી રહેવી જોઈએ પણ એ નથી વિચારતા કે એના માટે આપણી દૂધની પ્રોડક્ટ ક્યાં છે જબ ખેતી કરશું આપણે તો એની સાથે આપણે સાથે પશુપાલન બી જરૂરી છે ખેતી કરવી જરૂર આજે ભવિષ્યની પેઢી આપને આજે વર્તમાનમાં જે છે એ લોકોને ખેતી વસ્તુ શું છે એ ખબર નથી ખાવું અનાજ બધાને છે પણ કોઈએ મહેનત કરવી નથી દૂધ બધાંને જરૂર છે પણ કોઈએ વાસિદું કરવું નથી આપણો ભારત દેશ છે એ ખેતીપ્રધાન દેશ છે તો ખેતી નહીં કરીશું તો અનાજ ક્યાંથી આવશે અનાજ નહીં આવશે તો લોકો ખાશે શું અને અત્યારે બધી જગ્યાએ એવું છે કે ખેતીવાડી પર કોઈ ધ્યાન નથી આપવું અને ખેતીવાડીની જે જમીન છે એના પ્લોટ પાડી પાડીને મોટા મોટા મકાનો ઊભા કરે છે અને એ જમીન ખેતીલાયક જમીનને બી આ રીતે ઉપયોગ કરે છે હવે ભવિષ્યમાં આપણે આપણી વસ્તી અત્યારે દિન બ દિન વધતી જાય છે ને જમીન તો વધતી નથી અને વસ્તી વધે છે વસ્તી જેમ જેમ વધશે એમ ઘર બનાવાના વધે તો એની સામે આ બધા આપણી આ જે ગામડા ગામમાં બી બધે જગ્યાએ રોડ પાકા થઈ ગ્યા છે એટલે વરસાદનું પાણી જમીનમાં પૂરેપૂરું પહોંચતું નથી અને જ્યારે ઉનાળાનો સમય હોય છે ત્યારે ખેતીવાડીમાં પૂરતું પ્રમાણમાં પાણી નથી હોતું અને ખેતી થઈ શકતી નથી ખેતી કરવા માટે એમાં જે બધી જરૂરી વસ્તુઓ છે જેમ કે આપણું છાણીયું ખાતર એ ખેતીમાં ખૂબ જરૂરી છે પણ અત્યારે કોઈને પશુપાલનનો નો ધંધો કરવો ગમતો નથી હવે ખેતીમાં તમે ખાતર જે રાસાયણિક ખાતર નાખો છો એના કરતાં બેસ્ટ છે કે આપણું ઘરનું જે દેશી ખાતર એ નાખો તો ખેતીવાડીમાં વધારે ઉપયોગી છે અને હવે ગામડાની અંદર પણ જો જેવી રીતે જમીન ખેતીલાયક જમીન છે એમાં બી પાકા રસ્તા બનાવવાથી જમીનમાં પાણી જે જવું જોઈએ એ જતું નહીં અને જયારે ઉનાળામાં ખરેખર આ પાકને પાણીની જરૂર હોય ત્યારે પાણી મળતું નહીં હોય એટલે જેવો જોઈએ એવો પાક થતો નથી અને પછી એની અંદર જીવજંતુ પડે પછી એમાં કેમિકલવાળી દવા ખાતર નાખે એટલે એ ખાવાથી લોકોને એની આડઅસર થતી હોય છે તો મારું એવું માનવું છે કે અત્યારની નવી પેઢી જે બહાર પ્રાઇવેટ કામ કરે છે તો એના કરતાં બેટર છે કે ઘરે એની થોડીઘણી ખેતી હોય તો એમાં થોડીઘણી પશુપાલન જોડે રહીને જે બહાર થોડુંઘણું કમાતા હોયને એના કરતાં પોતાના ઘરે રહીને ખેતીવાડી કે પશુપાલન કરીને બેટર કમાઈ શકે છે પણ પ્લાનિંગ સાથે કરવું જોઈએ એમાં ગમે તે રીતે કરે તો એમાં સક્સેસ જતા નથી એટલે મારે અત્યારે વર્તમાનમાં અને આવનારી પેઢીઓને મારે એ જ વિનંતી છે કે તમે ખાસ જો તમારે બહાર જવું પડે નોકરી ધંધા કરવા પડે તો વાત જુદી છે પણ જેને બહાર નોકરી ધંધા નથી અને બી બહાર જવાની કે શહેરમાં રવાની રહેવાની જે આશા રાખે છે એના કરતાં આપણા ગામડા ગામમાં રહી અને ખેતી કરો પશુપાલન રાખો ઘરનું શુદ્ધ ખાવા મળશે અને ઘરનું દૂધ દી દહી એ તમે જોઈતા પ્રમાણમાં મળશે અત્યારે બહારના કેમિકલવાળા શાકભાજી લેવા કરતાં તમે ઘરે તમે જાતે ઉગાડીને ખાઈ શકો છો અને દૂધમાં બી અત્યારે ઘણીબધી જગ્યાએ હું જોઉં છું કે એમાં ભેળસેળ આવે એના કરતાં આપણા ઘરે જ પશુપાલન રાખી અને પશુપાલન અને ખેતીવાડી આ એક પરસ્પર છે એટલે બંને વસ્તુ આપણે કરી શકીએ એમ છે તો મારી એટલી જ વિનંતી નવા જનરેશન કે નવી પેઢીને કે જેમ બને એમ ઘરે રહી અને ઘરનું કામ કરીને પણ તમે બે પૈસા કમાઈ શકો છો આ મારી નમ્ર ભરી નવી પેઢીને અપીલ છે